હલો હલો હા હા એકચ્યુલી હું આ ફ્લેટમાં ફ્લેટ જોવા માટે આવી તી ઓકે તો તમે મને જણાવી શકશો કે કયા ફ્લોર પર હું કઈ ફ્લેટ કેવી રીતે શું છે વ્યવસ્થા શું છે બધું હા હમ હમ ઓકે ઓકે ઓકે હું તમારો ફ્લેટ બી જોઈ શકું પણ પહેલાં મને એ જણાવો કે પાણીની જે છે વ્યવસ્થા પાણીની બરાબર પાણી છે બરાબર કે કેવી રીતે છે મને એ તમે જરાક ડિટેલ આપો ઓકે અચ્છા અચ્છા ઓકે ઓકે તો હું બી વીંગમાં એક ફલેટ અત્યારે જોવા માટે આવું છું અને એક વાત છે કે અહીંયા આજુબાજુનું ક્રાઉડ મતલબ કે આજુબાજુનું જે યસ હા લોકલ એ કેવી રીતે છે સારું છે કે નુસન્સ છે એનું કેવી રીતે છે અચ્છા અચ્છા ઓકે ઓકે મોસ્ટલી કાં મતલબ પટેલ ને બ્રાહ્મણ જ જ્ઞાતિનાં લોકો રહે છે એમ ને ઓકે ઓકે ચાલો હા હું સાંજે છ વાગ્યે આવું છું હોં